ભારત એક એવો દેશ છે કે જ્યાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે બધા જ રાજ્યમાં તેમની એક અલગ ભાષા છે જેમ કે આપણે ગુજરાતમાં ગુજરાતી મરાઠી મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી છે પછી સાઉથમાં કન્નડ તામિલ તેલુગુ એવી બધી અલગ અલગ પછી નોર્થમાં જઈએ તો ત્યાં ગળ પંજાબી છે પછી આપણે એવી અલગ અલગ સ નોર્થ સાઈડમાં નોર્થ સાઇડ જઇએ તો ત્યાં આસામ છે બંગાળ છે બંગાળ તે ત્યાં બંગાળી ભાષા બોલાય છે એવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાષાઓ છે પણ સામાન્ય રીતે બોલાતી હિન્દી છે અને ઇંગલિશ છે એના એટલા માટે તમે ક્યાંય પણ પૂરા દેશમાં ક્યાંય આપણે જઈએ તો આપણે ઇંગલિશ અને હિન્દીનાં માધ્યમથી તે બે લેંગ્વેજ બધી જગ્યાએ લોકો સમજી શકે છે અને આપણને કંઈ તકલીફ પડે તેવી વ તેવી વાત નથી હોતી કે તકલીફ પડે કેમકે ઇંગલિશ તો બધાને જ આવડે છે અત્યારના સમયમાં અને હિન્દી પણ છે જે આખા ભારતમાં બોલાય છે એટલે ભાષાકીય વિવિધતા અંગે આપણે ઇંગલિશ અને હિન્દી લઈને ચાલીએ તો આપણને કંઈ તકલીફ પડે એવી વાત નથી